આપનું જે આધારકાર્ડ ગુમ થઈ ગયેલું હોય છે તો આપણી ઝેરોક્ષ હોય છે એમાં આધાર નંબર હોય છે એવી રીતે ખાતરી કરીને આ નંબર કરીને ડુપ્લિકેટ પણ આધારકાર્ડ કઢાવી અને આપણે એક્શન લઈએ છીએ નજીકના જે નોંધણી કેન્દ્ર હોય છે ત્યાં જઈ અને આપણું ડોક્યુમેન્ટ્સ છે એ રીન્યુ કરા ને સોરી રીન્યુ નહીં પણ નવું કરાવવા માટેની અરજી કરાવી દે છે એટલે એ ડોક્યુમેન્ટ્સ આપણું પાછું આવી જાય છે